બસ મજા મજા તમે એચડીએફસી બેંકમાંથી બોલો છો આપણે ગોલ્ડ લોન લેવાની છે સોના ઉપર તો આપણે ત્રણ તોલા મૂકીએ તો આપણને અંદાજિત કેટલી લોન મળી શકે દસ લાખ હં હં હં પછી એનું વ્યાજ એટલે આમ તોય અંદાજિત વ્યાજ કેટલું એમ પાંચ ટકા દસ ટકા પાંચ ટકા એમ અને કેટલાં વર્ષની મુદ્દત ઉપર આપણે મૂકી શકીએ એટલે તમે મતલબ મેનેજર સાહેબ બોલો છો હં તો પાકું એમ કે તમારા જે ડોક્યુમન્ટ જોઈને પાકું કહો કેટલું વ્યાજ લાગે નહીં નહીં એવું તો કશું ગવર્મેન્ટનું લખાણ હોય ને કે ભાઈ આટલા આ તી તોલા સોનું છે તો એટલી લોન મળે અને આટલા તોલા સોનું મૂકીએ તો આટલું વ્યાજ લાગે એવું તમારી પાસે એ ઉપરનું કાગળિયું હોય ને હં એટલે એમાં જરાક તમારે જોઈ અને પછી વ્યવસ્થિત મને સમજવો તમે કારણ કે આમાં આપણે કે સોનું છે હં પૂરેપૂરાં ચોવીસ કેરેટનું સોનું છે રિઝનેબલ વ્યાજ હોય તો આપણને પોસાય ઓકે તમે પછી બહુ વ્યાજ લો તો પછી સોના કરતાં તો ઘડામણ મોંઘુ પડી જાય ને એટલે મેન ડોક્યુમેન્ટ કયા કયા જોઇશે એ તમે મને જરા વિગતથી કહો ફોટા બોટા ન જરૂર પડે હા અચ્છા એટલે આપણે ભાડાનાં મકાનમાં રહેતા હોય તોય ગોલ્ડ લોન મળે એમ ને એટલે કહું હં સારું તો પછી આપણે મતલબ કેટલા દિવસમાં મળી શકે અઠવાડિયું લાગે અઠવાડિયું થાય એમ આપણાં ખાતામાં અઠવાડિયા પછી પૈસા આવે હા તો એનો મેસેજ આવતો હશે ને હં વાંધો નહીં ઓકે હં હં સારું સારું